મારે પીએમકેવીવાય અભ્યાસક્રમમાં નોંધણી કરાવવા માટે હું બહુ ઉત્સુક છું પણ મારા શહેરમાં આનો કોઈ વિકલ્પ નથી કે મને જાણ નથી કે મારા શહેરમાં આ અભ્યાસક્રમ છે કે નહીં તો શું તમે મને મદદ કરશો કે મારા શહેરમાં આના કોઈ વિકલ્પો કે વિકલ્પો શોધી શકાય તો હું શહેરમાં યોગ્ય રીતે અભ્યાસક્રમ કરી શકું કેમકે મારા પપ્પાની હોટલ છે તો અમારે પણ હોટલનો સરસ વ્યવસાય થાય વ્યવસાય આગળ વધે એ રીતે મારે પણ પ્રક્રિયા જોઈતી છે મારે પણ અભ્યાસ જોઈતો છે તો શું તમે લોકો મને જાણ કરશો તો શું મારી પસંદગીના અભ્યાસક્રમમાં વધારે આગળ આવી શકું અને મારા વ્યવસાયને પણ વધારે આગળ લાવી શકું અને તમે પણ મને થોડી મદદ કરશો કે આ આ વિકલ્પો છે મારા શહેરમાં તો હું તેને શોધી શકું અને ત્યાં મારી પસંદગીના અભ્યાસક્રમમાં અભ્યાસ કરી શકું તો પછી ત્યાં પીએમ્કેવીવાય અભ્યાસક્રમમાં મારે પણ નોંધણી થઇ જાય મારે પણ એમાં જોડાવવું છે મને પણ એમાં જોડાવવું બહુ જ ગમે છે અને મને મારી ઈચ્છા જ છે પહેલેથી કે એમાં જોડાવવું જ છે મારે તેમાં આગળ આવવું છે